હેલો અમે હોલસેલ વેપારી છીએ કરિયાણાના લોકલ અમે વેપારી છીએ અમે અમે હોલસેલ ભાવમાં બધું આપીએ છીએ ને અમે તમારે જોઈતું હોય તો હોલસેલ ભાવમાં આવશે એમાં તમને કારણ કે અમારે તો કમિશન જે એજન્ટ હોય એને ચૂકવવું પડે એને મેન્ટેનસ કરવું પડે એટલે અમે ભાવમાં તે ભાવ છે એ પ્રમાણે ભાવ હોલસેલ ભાવ લાગશે એમાં ડિસ્કાઉન્ટ કાંઈ મળશે નહીં અને પેમેન્ટ તમારું છે ને

હમ ડિસ્કાઉન્ટની આમાં પ્રથા નથી પહેલી વાત તો અમે ઉધારી આપતા નથી બરાબર અમે કે તમે આમાં ડિસ્કાઉન્ટ એન્ડમાં જેટલો માલ હોય હા ડિકાઉન્ટ જો તમારે

અને અમે તમે જેમ જેમાં માલ મોકલીએ એનું ભાડું લાગે ડિકાઉન્ટ તો અમે મળે અમે કોઈને નથી આપતા અમે એટલે અમે નથી આપતા કોઈને જો અમારે લોખંડના સળિયા હા હમ

ના ભાઈ અમારે તો શું છે અમે આવી રીતે બધાને ડિસ્કાઉન્ટ આપીએ અમારે અમારે કંપની ઊંચી ન આવે અમારે ધારો જ નથી અમારે એમ ભાવતો આમાં જે કંપની જ ભાવથી વધારે લે લેવાય પણ નહીં અમારે હમ અહીંયા એ એ ચાલે નહીં ને અમે સરકારી ધોરણમાં અમે આવી જઈએ ને એમાં ચાલે જ નહીં હં ચાલો હું પછી દસ મિનિટ પછી ફોન કરું દસ મિનિટ પછી ઓકે